હેલો મારી વાત સ્વિગી કસ્ટમ કેરમાં થઈ રહી છે આજે મેં સાંજનાં સાત વાગ્યે સિક્સ ઇન્ચીસનો લાર્જ પીઝા મંગાવ્યો હતો ડોમીનોઝમાંથી ચીઝ બર્સ્ટનો અને મિસ્ટેક એ થઈ છે કે મારી પાસે પીઝા બીજા ફ્લેવરનો આપ્યો અને બીજા ફ્લેવરનો આવ્યો એમાં પણ મેં સિક્સ ઇન્ચીસનો પીઝા મંગાવ્યો હતો જ્યારે મને ફોર ઇન્ચીસનો પીઝા મળ્યો છે ફોર પર્સન સર્વિંગનો પીઝા મળ્યો છે જ્યારે મેં સિક્સ પર્સન સર્વિંગનો પીઝા મંગાવ્યો હતો અને મને જે ટાઈમિંગ આપ્યો હતો મને જે સમય આપ્યો હતો કે આટલા સમયમાં તમારું પાર્સલ ત્યાં ડિલિવર થઈ જશે એના કરતાં સમય પણ ઘણો વધારે લાગ્યો છે તો આ અંગે આ બાબતે તમને કડક નિયમો અને કડક સ્ટેપ લેવા વિનંતી છે કૃપયા મારી ફરિયાદ નોંધો